જો હું માર હું બગીચાઓ બનાવવા જો હું માર પસંદગીનો બગીચો બનાવવા ઈચ્છું તો હું ફૂલ ફળ અને શાકભાજી એમ ત્રણેય પ્રકારના છોડ ઉગાડવા ઈચ્છું કારણ કે આ ત્રણેય પ્રકાર ત્રણેય ત્રણેય ફૂલ ફળ શાકભાજી એ ત્રણેય વસ્તુથી જો એ આપણી પ્રકૃતિ પર અસર કરે છે જેમકે પ્રકૃતિ હરિયાળી બની સૌંદર્યમાં પણ સારી દેખાય અને એનાથી ઓક્સિજન પણ વધારે સારી રીતે આપણને મળે એટલે આ ત્રણેય વસ્તુ હું મારા બગીચામાં ઉગાડવા માટે ઈચ્છું છું જો ફૂલ મારે ઉગાડવા હોય તો ફૂલથી પણ સૌંદર્યમાં સારો સારો એવો સારો દેખાય સૌંદર્યમાં સારો સારો દેખાય એમ અને ફૂલ ખિલી જાય રંગબેરંગી હોય પછી ગુલ ગુલદસ્તા બગીચા ગુલદસ્તા બગીચામાં સારા દેખાય ફૂલ રંગબેરંગી હોય તો આખું વાતાવરણ પણ સારું હોય અને આપણું મન શાંત હોય અને ફૂલ માટે સૌથી વધારે અને મેઈન વસ્તુ છે જે સૂર્ય પ્રકાશ સરખો મળી રહે સવાલ જ્યાં પણ આપણે જે જ્યાં પણ આપણે ફૂલ હોય કે એવું કંઈ રોપવું હોય ફૂલમાં જેમકે ગુલાબ રોપવો હોય મોગરો રોપવો હોય કે પછી જસવંતી રોપવી હોય તો તેમાં આપણે સૂર્ય પ્રકાશ લાગે એવું આપણે રોપવું જોઈએ ફૂલની મેથી ફુલેજ એની મીઠી સુગંધથી બગીચામ આખા બગીચામાં એની મીઠી સુગંધ ફેલાયેલી હોય છે એની મીઠી સુગંધીથી માનવને માનવના શરીર પર પણ સારો એવો અસર થાય છે પતંગિયાઓ પણ પતંગિયાઓ પણ આવે છે હૃદયને અને અને માનવના હ્રદયને ખુશીઓથી ભરી દે છે જેમકે મોગરો ચમેલી છે રાતરાણી જે ફૂલોની સુગંધ જે એ ઘરના બગીચાને શાંતિ લાવે છે અને સુખ પણ આપે છે જો ફૂલ ઉગાડવાથી પ્રકૃતિમાં પણ સારો એવો સારો એવો ફાયદો થાય છે અન્ય નાના જીવ જંતુઓ મધુ મધમાખી પછી પતંગિયા પતંગિયાનું ગણગણવું અથવા એનું અનુભૂતિ થવું એ પ્રકૃતિ માટે પ્રકૃતિ પ્રત્યેની સમજ વધારે છે એમ ને ફૂલનો ઉપયોગ પણ ઘર ઘણી જગ્યાએ થાય છે જેમકે ધાર્મિક જેમકે પૂજામાં પૂજામાં પછી ધ્યાન પછી સ્ત્રીઓની સાજશણગારમાં જેમકે ફૂલો ફૂલોની વેણી ગજરાઓ એ એવું બધુ સ્ત્રીલોકો માથામાં પર લાગ માથામાં લગાવે છે ગુલાબનો ઉપયોગ હજુ ફૂ ગુલાબનું ઉપયોગ ગુલાબજળ બનાવામાં થાય છે ગુલાબજળએ આપણા હરેક શરીરના શરીરના બધા જેવા ભાગો પર ગુલાબજળ લગાવામાં આવે છે ગુલાબજળ જ્યારે ગુલાબજળ આપણી આંખમાં કોઈ કચરુ વાગ્યું હોય કે કઈ પણ મચ્છર ઉપર મચ્છર કે એવું કઈ પણ ગયું હોય માટી ગઈ હોય તો આપણે એને કા તો આપણે આપણી આંખમાં ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે ગુલાબજળથી ગુલાબજળને આપણી ત્વચા પર ફેસ પર અથવા મોઢા પર લગાવાથી આપણી સ્કીન સ્કીન પણ સુંવાળી બને છે જાસૂદએ જાસૂદનો જાસૂદના ફૂલનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે હવે ફૂલ ફૂલ વાલામાં ફૂલ જે વસ્તુએ જે એના અમુક અમુક ફુલે જ એ આપણા વાળ વાળ વાળની ગ્રોથમાં પણ અસર કરે છે જેમકે જાસૂદ રોઝ મેરીઘાસ એલોવેરા તુલસી કડવો લીમડો ગડી લીમડીનો વગેરે જે વગેરે વસ્તુઓ વસ્તુનો ઉપયોગ કરવાથી વાળમાં થતી પ્રોબ્લેમ પણ દૂર થાય છે જેમકે વાળમાં ખંજડાવ આવવો પછી વાળમાં ખોડો થવો વાળમાં જૂ પડવી અને એ બધો ઉપયોગ કરવાથી વાળ વાળની ગ્રોથ જેમકે વાળની લંબાઈમાં વાળ ને વધારે જ ખરી ગયેલા વાળ પણ પાછા આવી શકે છે ફ ફળ જ જો આપણે ઉગાડવા હોત તાજા ફળનો સ્વાદ હે જો એ અલગ જ હોય છે ઘરમાં ઉગાડેલા ઘરમાં જ ઉગાડેલા ફળ હોય એની મીઠાસ અને તાજગી જે બજાર જે બજારમાં મળેલા ફળ ફળ કરતાં અનોખી હોય છે જ કા જેમકે ઘરે ઉગાડેલું ઘરે ઉગાડેલુ જમરૂખ અને બજારમાં મળેલું કુત્રિમ રીતે ઉગાડેલું જમરૂખ એના સ્વાદમાં ઘણો ફેર હોય છે ઘરે ઘર બાજુનો ઉગાડેલો જમરૂખ એ વધારે મીઠાસ ભરેલો હોય છે અને જે આપણે પેલુ અને જે આપણે બજારમાં મેળવેલો જમરૂખ હોય એનો સ્વાદ થોડો ફિકો હોય છે ફળ ફળથી માનવના માનવના શરીર માટે ફળ એ માનવના શરીર માટે સારું હોય છે કારણકે ફળથી અમુક વિટામીન્સ બી મળે છે મીનરલ્સ અને પોષક તત્વો પોષક તત્વોથી ભરપૂર હોય છે આ બધા ફળો અને ફળ ફળને જો ઘરમાં ઉગાડીએ તો રસાયણ વગરનો ફળ મેળવી શકાય છે અને આરોગ્ય આરોગ્ય પર બી સારી અસર થાય છે ને તેનાથી સકારાત્મકતા ઉદભવે છે ફળ એ ફળ એ ઝાડ પ્રકૃતિ સાથે જોડવા માટે ઉત્તમ છે ફળના છોડ ઉગાડવાથી કુદરતી જ્ઞાન વધે છે છોડનો વિકાસ ફૂલની આવડત ફળનો રૂપાંતરણ વિશેનો વિશિખ મેળવશો અને એટલે એવું કહેવા માંગે છે કે છોડનો વિકાસ જ ફૂલ છોડનો વિકાસ કરતાં પણ આવડે ફૂલની માવજત કરતાં આવડે એનાથી આપણે નવી નવી એટલે એના પછી એના એમાં હું આપણે વધારે કરીએ તો આ વસ્તુ સારી સારી રીતે મળે મેળવી શકાય અને વધારે માત્રામાં મેળવી શકાય હવે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં શાકમાં શકભાજી જો ઘરમાં ઉગાડેલી હોય તો તે મફત હોય ઓર્ગનીક હોય અને પોષક યુક્ત હોય છે ને બજારમાં મળતી શાકભાજી જે તેના મુકાબલામાં તો તમારી જાતે તમે તમે તમારી જાતે મેળવેલી શાકભાજી કે અલગ હોય છે જો તમે કયા રસાયણનો ઉપયોગ કર્યો છે તે પણ ખબર હોય છે એટલા માટે શાકભાજી માટે છાણીયુ ખાતર ઘણું અવશ્ય હોય છે શાકભાજી ઉગાડવાથી આપણે બજારમાંથી શાકભાજી શાકભાજી ખરીદવાની ખર્ચામાં બચાવ કરી શકાય છે એટલે આપણે ઘરે જે શાકભાજીઓ ઉગાડેલી હોય તેનાથી આપણ ને વધારે આર્થિક રીતે વધારે ફાયદો થાય છે જ્યારે તમારે શાકભા તમારે તાજી શાકભાજી જરૂર પડે ત્યારે તમારે બગીચામાંથી જ મેળવી શકાય એટલે જ્યારે પણ આપણને શાકભાજીની જરૂર હોય ત્યારે આપણે ઘરે વાવેલી એ શાકભાજીનો ઉપયોગ કરી ને ઝડપથી આપણે લઈ શકાય છે જાતે ઉગાડેલી જાતે ઉગાડેલી શાકભાજીનો સ્વાદ જ કઈ અલગ હોય છે કેટલીક શાકભાજી જે લાંબા સમય સુધી ટકી રહે છે અને લાંબા સમય સુધી ફળો આપે છે જેમકે ટામેટાં વેંગણ મરચાં ધાણા આદું બટાકા વગેરે જે વેગેરે જેવી શાકભાજી લાંબા સમય સુધી મળી રહે છે